હાલો હા જી હા હા ને તમે બેસવાનાં ક્યાંથી હવે જવાનું ક્યાં માથેરાન જવાનું એમાં કેટલાં દિવસનું પેકેજ છે તમારું ત્યાં રહેવું ખાવું પીવું બધું જ એ બધું અમારે જ કરવાનું ને

હા અમે પર ડેનાં અમે પચાસ હજાર લઈએ એક દિવસનાં અમારી આ પ્રમાણે જ છે ભાઈ આ તને યોગ્ય અનુકૂળતા હોય તો મને ફોન કરજો આ નંબરે આમાં ડિસ્કાઉન્ટ કોઈ પ્રકારનું નથી અમારે ત્યાં આગળ અમાં સીટમ જ નથી અમારે અમે અમારા સાહેબને પૂછવું પડે પૂછી ને તમને કહેવડાવીશ

આવતીકાલે

સારું પૂછીને કહું ચાલોને

બરાબર હા હા હા હા સારું